હલો કૈલાશ રેસ્ટોરન્ટ હા મેં તમારે ત્યાંથી ઓનલાઈન ઓર્ડર મંગાવેલો હતો પનીર ચીલીનો પણ આવ્યું છે ચિકન ચીલી અમારા ઘરમાં ચુસ્ત માન્યતાઓ પળાય છે એટલે અમે લોકો નોનવેજ ખાતા નથી તો હવે અમારે એનું શું કરવાનું સોરી નહીં સર તમે આ લઈ જાઓ પાછું અથવા તો અમને રિફંડ કરો અને અમારા ઘરમાં પાર્ટી છે એટલે અમે ઓર્ડર કર્યો છે તો તમે રિફંડ કરવાના બદલે અમને સાચો ઓર્ડર અમને મોકલાવો તો વધારે સારું અને તમે આટલું મોટું રેસ્ટોરન્ટ લઈને બેઠા છો આટલી મોટી બેદરકારી તમે કઈ રીતે રાખી શકો એટલે સર થોડુંક ધ્યાન આપો તમારા સર્વિસ ઉપર અને સાચા ઓર્ડર આપો